હલો સક્યોરિટી ગુડ મોર્નિંગ અવે આપના રૂમ નંબર બસો પચ્ચીસમાં છે એમાં એક એસી બલ્બ પડી ગ્યું છે અને એનો અને આપનો કસ્ટમરનો મારી પર ફોન આવ્યો હમણાં અને એ બહુ જ અકળાયા છે એટલે મેં તાત્કાલિક એક ટેકનિશિયનને ફોન કર્યો છે એટલે એ આવે તો તમ એને મેં તમને મળવાનું કહ્યું છે તમને મળશે અને તમારે બધું કામ લેવાનું છે સમજી ગયા મોટે ભાગે તો અગિયાર વાગ્યા પહેલા આવી જશે પણ અગિયાર વાગ્યા પછી આવે તો તો પણ તમે તો પાછી રોકશો એ બદલ ખૂબ ખૂબ આભાર